આપણે જોઈએ છીએ કે આજના સમયમાં સ્વાસ્થ્યની સમસ્યાઓને લઈને જ્યારે આપણે કોઈપણ ડોક્ટર પાસે જઈએ કે પ્રાઈવેટ સંસ્થાઓમાં જઈએ કે ઈલાજ કરવા માટે જઈએ ત્યારે એનો ખર્ચો ખૂબ વધારે થાય છે અને એટલી બધી આવક લોકોની હોતી નથી તો આપણે જોઈએ કે આપણે રાજ્ય સરકાર ત્યારે અપૂરતું ફંડિંગ છે એની જે સમસ્યા છે એને લઈને શું શું કામ કરી રહ્યું છે તો આપણે સૌથી પેલા વાત કરીએ તો કેમ્પસની આપણે જોઈએ કે કોઈને આંખની તકલીફ હોય તો એના માટે ગામડે ગામડે શહેરો શહેરોમાં અલગ અલગ પ્રકારના કેમ્પ થતાં હોય આંખના કેમ્પ માટે ત્રણ દિવસનો કેમ્પ થતો હોય પાંચ દિવસનો કેમ્પ થતો હોય આપણે ઘણી જગ્યાએ જોઈએ કે હજી ઘણા બધા એવા ગામડાઓ છે જ્યાં પૂરી ટેકનોલોજી નથી જ્યાં પૂરી રીતે બધાને મેસેજ મોકલીને વાત થઈ શકે એમ નથી તો ત્યાં ઢંઢેરો પીટવામાં આવે કે આગલા ત્રણ કે પાંચ દિવસ માટે આપણા ગામમાં આંખનો એક કેમ્પ થવાનો છે તો કોઈને જો ચેકઅપ કરાવાનું હોય આંખમાં કોઈ પ્રોબ્લ્મ હોય તો એના માટે ત્યાં જઈ શકે છે એવી જ રીતે બીજા બધા બોડી પાર્ટસ માટે કેમ્પસ થતાં હોય છે જેમકે કાનના ચેકઅપ માટે કેમ્પ થતાં હોય છે દાંતના ચેકઅપ માટે કેમ્પસ થતાં હોય છે આપણે જોઈએ કે ફૂલ બોડી ચેકઅપ માટે પણ કેમ્પસ થતાં હોય છે જ્યારે આંખના કેમ્પ થતાં હોય ત્યારે આપણે જોઈએ કે ડોકટરો કેમ્પસ ચેકઅપ કરવા માટે આવે ત્યારે આંખમાં કોઈને તકલીફ હોય તો ચશ્મા આપવામાં આવે ઘણા બધા ડિસ્કાઉન્ટમાં ચશ્મા આપવામાં આવે નંબર ફ્રીમાં ચેક કરી દેવામાં આવે જો કોઈ વધારે તકલીફ હોય તો આંખના ટીપાં ફ્રીમાં આપવામાં આવે નઈ તે જો આપણે મોતિયા બિંદીનો ઓપરેશન કેટલા કેટલા લોકોનો મફતમાં કરી દેવામાં આવે છે એના સિવાય આપડે જોઈએ તો જ્યારે કાનની તકલીફ હોય આખા ફૂલ બોડી ચેકઅપની તકલીફ હોય ત્યારે ફૂલ બોડી ચેકઅપ જ્યારે કરાવે ત્યારે કેસે કે તમારે અઈયાં જાવું જોઈએ સરકારી દવાખાનાઓમાં ભરતી પામવું ખુબ જ સરળ થઈ ગયું છે એવું જરૂરી નથી કે તમારે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને જ ઈલાજ કરાવવો સરકાર આના માટે ખૂબ સારું કામ કરી રહી છે સરકારી આરોગ્ય કેન્દ્રો દરેક ગામમાં આપણને જોવા મળે છે આ ઉપરાંત સ્ત્રીઓની સમસ્યા માટે આપણે જોઈએ તો જે પેડના પેકેટ્સ આપણે સો થી બસો રૂપિયા લઈને જેમાં માત્ર પાંચ કે છ પેડ આવતા હોય ઈ જ પેડના પેકેટ લગભગ ચાર ચાર કે પાંચ પાંચ રૂપિયામાં સરકાર આપણને પ્રોવાઈડ કરતી હોય એવું આપણે જોવા મળે છે આવા બધા કેમ્પસ કરે છે એના સિવાય જ્યારે આપણે જોઈએ કે જે નોકરી કરતાં માણસો છે જે સરકારી કોઈપણ સેક્ટર સરકારી સેક્ટરને નોકરી કરતાં માણસો સે એમના માટે જ્યારે એ લોકો નોકરી કરે ત્યારે સરકાર જ તેને એક મેડિક્લેમ પૂરો પાડતો હોય છે બે બે લાખનો પાંચ પાંચ લાખ રૂપિયાનો મેડિક્લેમ બાર પાડતો હોય છે કે જ્યારે કોઈપણ વ્યક્તિને કંઈ પણ હેલ્થ પ્રોબ્લ્મ આવે માત્ર એ નોકરી કરતાં વ્યક્તિને નઈ પણ તેના ઘરમાં જેટલા સદસ્યો છે એ લોકો માટે પણ એ સુવિધા સરકાર પૂરી કરતી હોય છે એના સિવાય ઘણી બધી સ્કીમો સરકાર બાર પાડે છે જેમકે ઓલ્ડ એજ પેન્શન સ્કીમ કે આપણે ઇન્દિરા ગાંધી જે પેન્શન સ્કીમ છે કે જે જે લોકો પોતાના કામમાંથી રિટાયર થઈ ગ્યાં છે એ લોકો માટે પેન્શન પૂરું પાડવું જે એનાથી તેઓ પોતાનું જીવન વ્યવસ્થિત રીતના જીવી શકે પૈસાથી પોતાનું જીવન સારી રીતે વીતાવી શકે એના સિવાય જ્યારે સરકાર કામ કરે છે એવા ઘણાં બધાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરતી હોય છે સાર્વજનિક કાર્યક્રમો થતાં હોય મનોરંજનના કાર્યક્રમો મોટા મોટા મેદાનોમાં કરવામાં આવે છે જેમાં પબ્લીક આવે જેમાં લોકો આવે દાન આપે અને એનાથી જે પૈસા એકઠાં થાય એ પ્રજાની આરોગ્ય કાર્યમાં ઉપયોગ કરવામાં આવે આ સિવાય એક સૌથી મોટો ઉદાહરણ જો આપણે જોઈએ તો સરકાર જે પબ્લીક છે એના માટે જે સૌથી વધારે જે લોકોને આઈડીઅલ માનતા હોય કે આપણે જે ફિલ્મ સ્ટાર છે એ લોકોને જોઈએ તો જેવી હેર સ્ટાઈલ રાખે તો એને જોઈને આપણે એવી હેર સ્ટાઈલ રાખશુ ઈ જેવા કપડા પેરસે તો ઈ કપડા જોઈને આપડે એવી ફેશન ફોલો કરશું તો એ જે કંઈ કેસે ઈ માનીને આપડે ઘણીબધી જાહેરાતો જોતાં હોઈ છી કે જેમાં શેમ્પૂની કે સાબુની કે એ બધી જાહેરાતો કરતાં હોય તો આપણો ફેવરિટ ફિલ્મ સ્ટાર હસે એટલે આપણે ઈ જોઈને ઈ સાબુ કે ઈ શેમ્પૂ લેતા થાશું તો એવી જ રીતે જો એ લોકો આ આરોગ્યને લઈને જાહેરાત કરતાં થાય તો આપણને એને જોઈને આપણને એનામાંથી પ્રેરણા મળે જેવી રીતે આપડે મુખ્ય અભિનેતા એક અક્ષય કુમાર છે તો આપણે જોઈએ છે કે તેની પાસે આરોગ્ય માટે જાહેરાત કરાવે છે કે સીગરેટ ન પીવી જોઈએ આપણે કોઈપણ ફિલ્મ જોવાનું શરૂ કરીએ એટલે એની પેલા અક્ષયકુમારની એ આપણે જાહેરાત જોવા માટે સૌ આપણે એનાથી પરિચિત છીએ કે ઈ એવો સંદેશ આપે છે કે સીગરેટ ન પીવી જોઈએ એની બદલે મહિલાઓ એની જે ઈ જે બીજો એની સાથે એક ઓપોઝિટ એક્ટર હોય છે એની જે પત્ની હોય છે એને એક રોગ હોય છે એના માટે એ કે છે કે તું ઈ એના માટે કપડા યુસ કરે છે તો એની બદલે પેડ લે આ દસ રૂપિયાનું જે તું સીગરેટમાં નાખે છે એના કરતાં એવી રીતે જ્યાં મોટા મોટા ફિલ્મ સ્ટાર છે ઈ લોકોનો સહારો સરકાર લેતી હોય છે જો બીજો એક ઉદાહરણ લઈએ તો વિદ્યા બાલન છે વિદ્યા બાલનજીએ આપડે સ્વચ્છતા માટે ખુબ જ સારી એવી જાહેરાતો કરેલી છે જે સરકારના કહેવા ઉપર થઈ તી કે જેને કેવાયને કે આપડા ભારત દેશના બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર એમ જે સ્પેશયલી ગુજરાત રાજ્યમાં જો વાત કરીએ કે જો ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છે એને આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કામ સોંપેલું કે તમે સ્વચ્છતામાં જોડાવ સ્વચ્છતા અભિયાન જોડાવ જો સ્વચ્છતા હશે તો એનાથી તમારું સ્વાસ્થ્ય સારામાં સારું રહેશે એટલે આવી રીતે અલગ અલગ રીતે એ મનોરંજન હોય કે ફંડીંગ હોય કે બીજા બધા કાર્યક્રમો હોયકે બધાને પૂરું પાડવાની વાત હોય સરકાર પોતાના બનતા પ્રયત્નો કરતી હોય છે જેનાથી પ્રજાને એનો ફાયદો થતો રે